હાં આદિત્યભાઈ બોલો કે એજન્ટ મારે એક ઘર લેવું છે ભાડા પર મલી શકે કે મને કમ સે કમ મહિનામાં સાત આંઠ હજાર રૂપિયા વાળું બજેટમાં ફિક્સ થાય એવું ઘર મલી શકે કે હાં એને ત્યાં એટલે કેટલું કેટલુંક જેવુ બજેટ આપડે વધારવા પડશે

અને આપડે તલકમ કંપની છે અહિયાં બાજુમાં જ મળી જશેને

હાં આના માટે ડોક્યુમેન્ટ કયા કયા લાવા પડશે

હાં કાઇ વાંધો નઇ ચલો થેન્ક યુ મેં કાલે આવું